મને અને મારા પરિવારને અંબાજી ફરવા જવું છે યાત્રા માટે અને મેં તમારી ટ્રાવેલ એન એજન્સી દ્વારા એક ટેક્સી બુક કરાવી હતી પણ હજી સુધી એ ટેક્સી નથી પહોંચી એટલે એ વાતનો અમને ઘણો દુઃખ છે અને અમને આ જાત્રા કરવું બહુ જ જરૂરી છે પણ હજી સુધી તમારી ટેક્સી પહોંચી નથી મેં સવારથી તમારા એજન્સીના ટેક્સી ડ્રાઇવરને ખૂબ કોલ કર્યા છે પાંચ થી દસ વાર કોલ કર્યા પણ હજી સુધી એ ડ્રાઈવર કોલ જ નથી ઉપાડતો કેમ અને એ માણસ અહીંયા પહોંચતો પણ નથી ઉપાડતો પણ નથી એટલે હું ચાહું છું કે એની સામે કાર્યવાહી થાય અને એને દૃઢ નિશ્ચય કરવો જોઈએ એની સામે અને અગર જો તમે તમારી એજન્સી અમને આ ટેક્સી ડ્રાઈવર ઉપલબ્ધ નહીં કરે તો એની જગ્યાએ કોઈ બીજા ટેક્સી બીજા ડ્રાઈવરને મોકલો અને અગર જો એ નહીં આવે તો સારું નહીં બને એટલે જલ્દી તમે ટેક્સીનો વ્યવસ્થા કરી આપો